ગુજરાતમાં લોકો તેમની રચનાત્મક અને કલાત્મક પ્રતિભાને એવી રીતે રજૂ કરે છે કે જેમ કે અહીં જુદા જુદા પ્રકારના કાર્યક્રમો થાય છે જેમ કે અલગ અલગ જ્ઞાતિઓમાં પોતપોતાના સાંસ્કૃતિક કાર્યક્રમો પછી અમુક અમુક જે સરકાર દ્વારા યોજાયેલા કાર્યક્રમો હોય જેમ કે ભારત વિકાસ પરિષદની વગેરે જેવા એમાં અલગ અલગ રીતે પોતાને રચનાત્મક અને કલાત્મક પ્રતિભાને તે લોકો રજૂ કરે છે જેમ કે અમુક અમુક સ્ત્રીઓ હોય તે એમ્બ્રોઇડરી બનાવે છે અને એ પછી બનાવીને એનું વેચાણ પણ કરે છે ઘણા લોકો હેન્ડમેડ જ્વેલરી બનાવે છે અને તે પછી તેનું એક રીતે એક રીતે નવી વ્યાપકતા આપીને એવી રીતે એને બનાવે છે કે લોકો તેના તરફ આકર્ષાય અલગ અલગ પ્રકારનાં એક્ઝિબિશનો યોજાય છે જે એક્ઝિબિશનોમાંથી પછી લોકો પોતાના ચિત્રો દોરે છે અને જુદા જુદા પ્રકારના કાર્યક્રમો થાય છે કાર્યક્રમોમાં અલગ ઘણી જગ્યાએ સ્પર્ધા પણ હોય છે જે સ્પર્ધામાં જો કોઈ વ્યક્તિ જીતે તો તેને અમુક પ્રકારનો પુરસ્કાર મળે છે અને ઘણી બધી જગ્યાએ લોકોને એવી રીતે શાળા કોલેજ ને વગેરે જગ્યાએ સ્ટુડન્ટ ને વિદ્યાર્થી જીવનમાં જો તેને કોઈ કળા આવડતી હોય તો તેને કેવી રીતે બહાર લઈ આવવી તે બધું શીખવાડવામાં આવે છે અને જ્યારે બાળક નાનું હોય બાળક નાનું હોય ત્યારથી જ તેનામાં તેના માતા પિતા અમુક અમુક પ્રકારની ને એવી રીતને કલાત્મક કે પોતાને જે વારસામાં મળી હોય તેવી રીતે શીખવાડવામાં આવે છે જેમ કે કોઈ પેઈન્ટર હોય ચિત્રકામ કરનાર તે પોતાના છોકરાને ચિત્રકામ કરતા એકવાર તો શીખવાડે હા પછી નો આવડે તો કદાચ ફરજિયાત પણ ના કરાવે એકવાર તો ટ્રાય કરે કે તે શીખે અને ઘણી જગ્યાએ એવી રીતે હોય છે કે કાર્યક્રમોમાં લોકો સ્પર્ધામાં ભાગ લે છે અને તેથી તેને પોતાનું એનામાં આત્મવિશ્વાસ વધે છે